વાંચનની વાત કરું તો હું નાની હતી ત્યારથી જ મને વાંચવું ખૂબ ગમતું હતું હું જ્યારે નાની હતી ત્યારે સમાચાર પત્રમાં દર શનિવારે આવતી પૂર્તિ ઝગમગ અને બાળ ભાસ્કરમાં ટુંકી વાર્તાઓ વાંચતી હતી જે મને ખૂબ ગમતી હતી હું જેમ જેમ મોટી થઈ તેમ તેમ મારો વાંચનનો શોખ વધતો ગયો પછી હું મેગેઝીન ધિંગામસ્તી કરીને જે મેગેઝીન આવે છે તે વા દર મહિને તેની માટે ઉત્સુક રહેતી હતી અને તેમાં આવેલી ટુંકી વાર્તાઓ નાની કવિતાઓ લેખો વગેરે હું વાંચતી હતી અત્યારે મને ગદ્ય અને પદ્ય ખૂબ જ બંને વાંચવું ખૂબ જ ગમે છે ગદ્યમાં મને નવલકથાઓ અને ટુંકી વા વાર્તાઓ વાંચવી ગમે છે ગુજરાતી સાહિત્યમાં મને ઝવેરચંદ મેઘાણીએ લખેલી નવલકથાઓ વાંચવી ગમે છે જેમાં સોરઠી બહારવટિયા અને સૌરાષ્ટ્રની રસધાર મને ખૂબ ગમે છે તેમાં વર્ણવેલી તેમની આગવી શૈલી સૌરાષ્ટ્રના ગામડે ગામડે પોચીને ભેગી કરેલી બારવટિયાઓની વાતો વાંચતાં એવું લાગે છે કે એ ઘટના આપણી સાથે જ બનેલી હોય તેમને લખેલું ચારણ કન્યા ગીત પણ મને નાનપણથી જ ગમે છે નવલકથાઓમાં મને કુંદનિકા કાપડીઆની સાત પગલાં આકાશમાં નવલકથા ખૂબ ગમી હતી પટેલની માનવીની ભવાઇ નવલકથામાં જે છપ્પનિયા દુકાળની વાત આલેખાય છે તે આપણાં રૂંવાડા ઊભા કરી દે તેવી બિહામણી છે તો આ ઉપરાંત હિન્દીમાં મન્નું ભંડારીની આપ કા બંટી નવલકથા મને ખૂબ જ ગમે છે અને અંગ્રેજી સાહિત્યની વાત કરું તો મને જેનીહાનની નવલકથાઓ ખૂબ ગમે છે તેની ધ સમર આઇટન પ્રિટી સિરિસ એ મને વાંચવી ખૂબ જ ગમી હતી જે મેં ત્રણથી ચાર વખત વાંચેલી છે આ ઉપરાંત જેન ઓસ્ટિનની પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ અને ઓસ્કર વાઇલ્ડની ધ પિક્ચર ઓફ ડોરીયન ગ્રે પણ મને વાંચવી ખૂબ જ ગમે છે અને મને કવિતાઓ વાંચવાનો પણ શોખ છે કાવ્યની વાત કરીએ તો મને ના ગણી શકાય તેટલી કવિતાઓ ગમે છે હિન્દી ગુજરાતી અંગ્રેજી બધી જ ભાષાઓની કવિતાઓ હું વાંચું છું ઝવેરચંદ મેઘાણીની વેણીના ફૂલ ચારણ કન્યા એ મને ખૂબ ગમે છે અને આ ઉપરાંત હિન્દી કવિતાઓનો વાંચવાનો પણ મને શોખ છે અંગ્રેજી કવિતાઓમાં મને સ્ટોપિંગ બાય ધ વૂડસ ઓનો સ્નોઇ ઈવનિંગ રોબર્ટ ફ્રોસ્ટની લખેલી છે તે ખૂબ જ ગમે છે તેમાં પ્રકૃતિનું પણ વર્ણન છે અને જે આપણાં જીવનના આપણી જીવનની જે ડ્યૂટિ હોય છે તેનું પણ વર્ણન કરવામાં આવેલું છે આ ઉપરાંત સેક્સપિયરની સોનેટ ટ્વેન્ટી નાઇન અને માયા એન્જિલોની સ્ટીલ આઈ રાઇસ મને ખૂબ જ ગમે છે આવી રીતે મને બીજી કવિતાઓ આ રીતે મને નવી નવી કવિતાઓ વાંચવાનો પણ શોખ છે અને વિલયમ વર્ડસવર્થની કવિતાઓ મને ખૂબ જ ગમે છે તેની ડેફોડેલ્સ મારી ફેવરેટ છે